હલો યોગેશ ભાઈ હું મારું ઘર બદલ્યું હોવાથી અત્યારે મારો લેન્ડલાઇન નંબર ચેંજ કરવા માંગુ છું તો તમારે એને માટે મને થોડી હેલ્પ કરવી પડશે તો એને માટે કયા ડોક્યુમેન્ટ્સ લાવવા પડશે તે તમે જણાવો તમને કયા ડોક્યુમેન્ટ જોઈએ આધાર કાર્ડ જોઈએ છે મારો નવો નેન લેન્ડલાઇન નંબર છે પાંસઠ છવ્વીસ જીરો સત્તાવીસ તો લેન્ડલાઇન નંબર તો આ છે પણ તમે આધાર કાર્ડ જોઈએ છે રાશન કાર્ડ જોઈએ છે ફોટા જોઈએ છે કયા ડોક્યુમેન્ટ્સ તો તમને આ જે જોઈતા હોય તો બધા ડોક્યુમેન્ટ્સ તો હું લાવેલી જ છું આની આગળ કંઈ પ્રોસિજર કરવાની હોય તો તમે મને જણાવો મારું ઘર તો મેં હમણાં ચેંજ કર્યું છે પણ મારો લેન્ડલાઇન નંબર આવતા ચાર પાંચ દિવસ હજુ થશે તો તમે ત્યારે કરશો કે પછી હમણાં તો એને માટે મારે કોનું કોનું ડોક્યુમેન્ટ્સ લાવવા પડશે મારું પોતાનું એકલીનું કે પછી મારા હસબન્ડનું પણ લાવવું પડશે વીજળીનું બિલ પણ લાવવું પડશે લાઇટ બિલ વેરા બિલ શું લાવવાનું પણ વેરા બિલની શું જરૂર પડે તમને એમાં લાઇટ બિલ આપી દઉં વેરા બિલ ચલો તો હું લેતી આવીશ તો આ વેરા બિલ પણ છે લાઇટ બિલ પણ છે તો આના માટે આધાર કાર્ડ હા તો આ તમારે પાન નંબરમાં આટલું ચેંજ કરવાનું છે તો મારા હસબન્ડનો પણ આધાર કાર્ડ જોઈશે હા હા તો ઘરનું પ્રૂફમાં શું જોઈશે બેન્કનું અકાઉન્ટ એ બધું તો તમને આપવાનું નહીં રહેને મારે હા તો પછી હું તમને આયરા આ વેરા બિલ લાઇટ બિલ રાશન કાર્ડ અને આધાર કાર્ડ અને બે ફોટા એટલું હું તમને મોકલું બરાબર તો એ તમે કેટલા દિવસમાં તમે મને આપો તન ચાર દિવસ થશે તો તમે ઝડપથી કરજો કેમ કે મારે આની બહુ જ જરૂર છે અત્યારે મારા આગળનું પ્રોસિજર બધી કામની અટકી ગઈ છે